મને બ્રિજેશ ભટ્ટ દ્વારા લખાયેલ પુસ્તક યુવક મહોત્સવમાંનું એક વાક્ય બહુ પસંદ છે પ્રકૃતિમાં ક્યાંય પ્રતિશોધ નથી આખો દિવસ સૂરજ ચંદ્ર તારા પર્વત નદીઓ બધાં જ અવિરત પોતાની કૃપા મનુષ્યો પર રાખતાં હોય છે જ્યારે મનુષ્ય પોતે અહંકાર અને અંગત વેરને કારણે દુઃખી થતો હોય છે